અમે એક ગૃહિણી છે એટલે પાણીની વપરાશ તો બધી બહુ જ થાય છે જેમ કે કપડાં ધોવો કચરા પોતા કરો વાસણ ધોવો પછી પ્લેટફોર્મ ધોવો બાથરૂમો ધોવો બધું જ કામ પાણીથી થાય અને એ બધું કામ કરીએ છીએ અને બીજું તો કપડાં ધોવાના હોય વાસણ ધોવાના હોય પ્લસ તમે બધું બારણાં લૂછો તો પાણીનો વપરાશ કરો પાણીમાં એ કરીને બોળી અને પછી લૂછવાનું બધુ ફર્નિચર લૂછવા આ કરો તે કરો બધું બહુ કરવાનું થાય પાણીનો આખો દિવસ વપરાશ રહે એક બાળક હોય ઘરમાં એટલે એ પાણી નવડાવીએ ધોવડાવીએ બધું જ કરવાનું થાય છે અને પાણી તો બહુ ઉપયોગી છે